હલો હું શુકલ દે વાત કરી રહ્યો છું મેં એક ઓર્ડર કરેલો હતો તે ઓર્ડર હવે મારે કેન્સલ કરવો છે તો તમને વિનંતી છે કે તમે મારૂં રિફંડ તમે એપ પર તમારા અમારા ખાતામાં તમે ટ્રાન્સફર કરો કે મારા બેંકનાં બેન્ક એકાઉન્ટમાં તમે પ્લીસ એ રિફંડ મને ટ્રાન્સફર કરી આપો થેન્ક યુ